ગુજરાતમાં આપણે મૂળભૂત રીતના જોઈએ તો શાકાહારી ભોજન વધારે જમાય છે માંસાહારી ભોજન નથી જમાતું એવું નથી પણ એ ખૂબ ઓછા પ્રમાણમાં જમાય છે જેવી રીતના કે દરિયાઈ કિનારે વધારે છે ગુજરાતીઓનો વસવાટ મુખ્યપણે હિન્દુઓ છે અને જૈનો છે અને વણિયાઓ છે તેથી તે લોકોનો વ ખોરાક પણ પૂર્ણપણે શાકાહારી જ રહ્યો છે એમાં પણ આપણે જો જોઈએ તો આપણે ખોરાકમાં આપણે ઘઉંની વસ્તુઓ નો ઉપયોગ એનાથી બનતી વાનગીઓનો ઉપયોગ આપણે વધારે રીતના કરીએ છીએ પર ચોખાની સમાનમાં ચોખાનો ઉપયોગ આપણે ઘણો ઓછો થાય છે જેવી રીતના કે આપણે દક્ષિણના ભારતમાં જોઈએ તો એમને ચોખાથી બનતી વાનગીઓનો ઉપયોગ વધારે થાય છે તેવી રીતના આપણે અહીંયાં ઘઉંથી બનતી વાનગીઓનો ઉપયોગ વધારે થાય છે જેવી રીતના કે રોટલી છે એમાં થોડુંક આપણે મસાલો અને હિંગ ને એવું બધું નાખીએ તો એ હળદર થાય છે હળદર ને એવું બધુ નાખીએ તો થેપલા થાય રોટલા થાય છે અલગ અલગ જે બીજી વસ્તુઓ છે જુવારના રોટલા બાજરીના રોટલા મકાઈના રોટલા તો એ અલગ રીતના રોટલા પણ થાય છે આપણે ત્યાં એ બધી ખાસિયત છે ગુજરાતીઓની આપણે ત્યાં બીજા બધાઓ કરતાં ગળ્યું વધારે ખાવાની એક વધારે માનસિકતા છે ગુજરાત મુખ્યપણે પાંચ રીતના વહેંચાયેલું છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત એ કાઠિયાવાડનો પણ પ્રદેશ છે અને કચ્છનો પણ પ્રદેશ છે કચ્છ અને કાઠિયાવાડમાં મસાલેદાર તીખું લસણ ડુંગળી નાખેલું મસાલેદાર છે મીઠાથી પણ વધારે એવ રીતના તીખાશવાળું જમવાનું વધારે ઉપયોગ થાય છે દહીંનીં તીખારી ને એવી રીતના જ્યારે કે બીજી બધી રીતના બીજા દક્ષિણ ગુજરાત છે કે મધ્ય ગુજરાત છે એમાં આપણે ગોળનો ઉપયોગ વધારે રીતના થઈએ છે સામાન્ય રીતના એ જ્યારે દાળમાં ઉપયોગ ગળી નથી બનતી ત્યારે આપણે ગુજરાતીઓ એ એમાં પણ ખાંડ નાખવાની આપણી આદત રહેલી છે તેથી આપણે એમ જ એ વસ્તુ કરીએ છીએ એમાં આપણે ગોળમાં ગોળ છે ખાંડ છે એ નાખી છીએ ને થોળુક ગળ્યું આપણે કરીએ છીએ બીજી જો આપણી વાનગીઓની ખાસિયત હોય તો એ છે ઊંબાળિયું એ છે ઊંધિયું એ છે થેપલા ઢોકળા જલેબી ઈદળા આપણાને આપણે ગુજરાતીઓ મીઠાઈ અને ફરસાણને ગમતી પ્રજા છીએ કઠિયાવાડમાં ખાસ કરીને છાશનો પણ ઉપયોગ પૂર્ણપણે વધારે થાય છે છાશ આપણે દરેક ભોજન જોડે જોઈએ છે આપણને આ રીતના ગુજરાતનું ભોજન અને તેની સંસ્કૃતિ અલૌકિક અલગ રીતના અને વધારે રંગીલી પણ રહેલી છે આપણે સાંજે જોઈએ તો રાજકોટને એવી રીતના તો વધારે સોડા એ બધાનો ઉપયોગ થાય છે સવારે આપણે જોઈએ તો આપળે અલગ રીતના થાય છે આપણામાં સામાન્ય રીતે જેટલી પણ વાનગીઓ કે આરોગ્ય ને લગતું છે આપણે આરોગ્ય પ્રદાન પણ છીએ બરા હવે કદાચ નવા જમાના પ્રમાણે આપણે નથી વાપરતા એ વાત થોડી અલગ બની શકે છે પણ એમ જોવા જઈએ તો આપણે એ રીતના પણ સરસ થાય છે તો એ રીતના સરસ મજાની છે ગુજરાતની વાનગીઓ અને એને ચોક્કસપણે એકવખત જીવનમાં ચાખવી જ જોઈએ